રસોડામાં સમય પસાર કરવો એટલે આખા દિવસનો સ્ટ્રેસ પૂરો કરવો રસોડામાં જાઓ એટલે તમને મનગમતું ખાવાનું મન થાય મનગમતું કામ કરવાનું મન થાય આવી રીતના રસોડામાં કામ કરવાથી આખા દિવસનો થાક પણ ઉતરી જાય છે રસોડું એટલે ઘરનું દેવસ્થાન રસોડામાં જવાથી આપણા દિવસનો થાક ઉતરી જાય છે રસોઈને શણગારવું રસોડું શણગારવું જીવનમાં ઉપયોગમાં આવતાં ઘણાં બધાં કામો છે રસોઈ અને રસોડું એ માણસનું કેરેક્ટર સૂચવે છે કે કયા ટાઈપનો વ્યક્તિ છે

રસોડુંને આપણે સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવું જોઈએ તે સુવ્યવસ્થિત હોવું જોઈએ રસોડામાં કેટલીક ખોટી વસ્તુઓ અવ્યવસ્થિત હોવાની સંભાવના હોય છે એ સરખી ગોઠવવી તેમાં સમય ફાળવવો મને ખૂબ ગમે છે તમારું મતે તો ખબર નઈ પણ મારા મતે એવું છેકે રસોઈ ઇકો ફ્રેન્ડલી જગ્યા છે તેમાં પ્લાસ્ટિકની બોટલો એ બધું રાખવા કરતાં ત્યાં તાંબાની પિત્તળની એવી બોટલો રાખવી જોઈએ તેમાં રસોડામાં આવેલું ફ્રિજની સફાઇ કરવી ફ્રિજની સફાઇ કરવી ખૂબ હાઇજેનિક કાર્ય છે તેમાં વંદાઓનો પણ ઘર થઈ જાય છે ફ્રિજ તો તમારે દર અઠવાડીએ એકવાર સાફ કરવું જ જોઈએ રસોડામાં પાણીની વ્યવસ્થા સારી હોવી જોઈએ ચોક્ખી હોવી જોઈએ તે માટે તે ત્યાંજ રાખવો જોઈએ ફિલ્ટર પાણી ક્યાં છે પાણી કઈ જગ્યાએ રાખવું એ બધું આપણું પ્લાનિંગ છે ડ્રોવરની સફાઇ કરવી એ બધું આપણી આઇડિયા પર ચાલે છે સ્માર્ટ કિચનમાં હંમેશા સ્માર્ટ લોકો રહેવાં જોઈએ જો કિચન સ્માર્ટ લોકો નહી યુસ કરે તો તે ગંદો થઈ જાય છે માટે કિચન તો સાફ જ રહેવું જોઈએ એટલા માટે મને રસોડામાં સમય પસાર કરવો ગમે છે રસોડું હંમેશા સાફ રાખવું વ્યવસ્થિત રાખવું એ આપણી ફરજમાં આવે છે આપણા રસોડામાં હળવા રંગોનો ઉપયોગ કરવો તેથી નાનકડું રસોડું પણ મોટું દેખાય સ્વસ્થ ખૂરશીઓ રાખવી વ્યવસ્થિત ગોઠવીને રાખવી એ બધું મને ગમે છે કિચન એ સમય શક્તિ બચાવવા માટે ઉપયોગમાં આવે તેવું ગોઠવવું જોઈએ આપણે બધાં દિવસની શરૂઆત સારી ઉર્જાથી કરવા માંગીએ છીએ તેથી આપણે ચા અથવા કોફી પીનારા છીએ તે તમારે આપણે રસોડામાં સવારના ઊર્જાના કપ માટે એક અલગ વિભાગ ફાળવવો જોઈએ રસોડામાં પગ મૂકતી વખતે આપણને એવું નહીં થવું જોઈએ કે આપણે ઉકરડામાં આવી ગયાં એટલે આપણે રસોડાનો ઉપયોગ સારી રીતના કરવો જોઈએ એ આપણી ફરજમાં આવે છે રસોડું એવી જગ્યાએ રાખવું જોઈએ કે ત્યાં આવવા જવાથી કોઈને ડિસ્ટબન્સ ના થાય અને કોઈ આવે તો આપણને ડિસ્ટબન્સ ના થાય એ રીતનું રસોડું ગોઠવવું જોઈએ રસોડું એ ઘરનું દેવસ્થાન છે માટે આપણે રસોડાને ઉપયોગ સારી રીતે કરવો જોઈએ રસોડું એ હંમેશા પૂર્વ દિશામાં હોય તો સારું થાય છે માટે રસોડું સાફ અને જરૂરિયાતમંદ રાખવું જોઈએ